મારી નોકરી અને કારકિર્દીનું ભવિષ્ય હું ખૂબ જ અલગ પ્રકારનું જોઈ રહ્યો છું અત્યારે તો હું હાલ ભણી રહ્યો છું અને મારા અભ્યાસમાં જ હું મારું ધ્યાન આપી રહ્યો છું પરંતુ આવનારા ભવિષ્ય અને વધતી જતી ટૅકનોલોજીને કારણે હું મારું ભવિષ્ય તેમજ મારી કારકિર્દી ખૂબ જ અલગ રીતે જોઈ રહ્યો છું અત્યારના સામાજિક ટૅકનોલોજીમાં હું ખૂબ જ રૂચી ધરાવું છું અને ભવિષ્યમાં આગળ જતાં ટૅકનોલોજી વધવાની છે તેમજ ટૅકનોલોજીનાં કામકાજને ડિજિટલ સેવાઓ જેવા વગેરે જેવાં કામકાજ પણ વધવાનાં છે અને એ તમામ પ્રકારના કર્યો હું અત્યારથી ખૂબ જ કુશળ રીતે કરી શકું છું અને જો ભવિષ્યમાં હું પણ તેમાં વધારે ધ્યાન આપતો થ થાઉં તો જે મારી નોકરી અથવા જે મારું કારકિર્દીનું જે સમય છે એ ખૂબ જ અલગ હશે અને ખૂબ જ જબરદસ્ત હશે કારણ કે એ સમય એ હું જે કહેવાય કે એ પળે હું દુનિયા અથવા તો જે કહેવાય અધિક ક્ષણની બરાબર કરી રહ્યો હોઈશ અને એ સમય હું લોકો સાથે સક્ષમ હોઈશ જે દરેક પ્રકારનાં કાર્યો કરી શકતો હોઈશ અને હું ભવિષ્યમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવા માટે નીડર રહીશ નહીં અને કોઈપણ પ્રકારનાં કાર્યને સ સરળતાથી અને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સક્ષમ રહીશ